ગુજરાતમાં ઘણી યુનીવર્સીટીઓ છે અને યુનીવર્સીટી ને જે ચાલતી અલગ અલગ કોલેજો છે જેમાં મુખ્ય આર્ટસ કોમર્સ સાઇન્સ ટેક્નિકલ અને બીજી અન્ય ફેકલ્ટિઓ મેનેજમેંટ જેવી ફેકલ્ટિઓ છે દરેક માટે પ્રવેશની અલગ અલગ પ્રક્રિયાઓ હોય છે પણ જે સામાન્ય રીતે ગ્રેજયુએટ લેવલની કોલેજોમાં એડમિશન માટે હાયર સેકન્ડરી લેવલના જે માર્કસ અને મેરીટસ છે એના આધારે એડમિશન આપવામાં આવે છે સામાન્ય રીતે જે પ્રોફેશનલ કોર્સિસ છે મેડિકલ એંજીન્યરિંગ કે પેરા મેડિકલ કોર્સિસ એના માટે હાયર સેકેનડરીમાં આવેલા પર્સેંટેજ પ્લસ એનટેરન્સ એક્જામમાં એટલે કે રીટન ટેસ્ટ લેવામાં આવે છે એના મેરીટના આધારે એડમિશન લિસ્ટ બનાવામાં આવે છે

અત્યારના સંજોગોમાં મેડિકલ અને એંજીન્યરિંગ માટે કોમન ટેસ્ટ આખા ભારત લેવલની કોમન ટેસ્ટ હોય છે એ લઈ અને એના મેરીટસના આધારે વિધાર્થીઓની પસંદગી પ્રમાણેની કોલેજ એને એલોટ કરવામાં આવે છે પ્રવેશ પરીક્ષા સંપૂર્ણપણે કમ્પ્યુટરાઈજ હોય છે જેથી એમાં કોઈ ગોટાળા થવાનો કે કોઈ ફેવર કરવાનો ચાન્સ ના રહે અને એ નિશ્ચિત સમયમાં એને પ્રશ્નપત્રના સો કે જે હોય પ્રિસકરાઈબ એ જવાબ આપવાના હોય છે અને એ જવાબ ના આધારે આખું મેરીટ લિસ્ટ તૈયાર થાય છે અને પછી એના જે પરસનટાઇલ હોય એના આધારે પ્રવેશ આપવામાં આવે છે આ માટે બહુ મેનપાવરની જરૂર પડે અને ખાસ કરીને કમ્પ્યુટરાઈજ નેટવર્ક અને ઇન્ટરનેટની અવેબીલીટી ની જરૂર પડતી હોય છે કેમ કે આ બધી પરીક્ષાઓ જે છે એ ઓનલાઇન લેવાય છે પણ અને એના કારણે પ્રવેશ પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે છે ટ્રાન્સપરન્સી અને એમાં કોઈ ગોટાળા થવાનો કે ગોલમાલ થવાનો શક્યતાઓ બહુ ઘટી જાય છે એટલે હજુ આમાં સુધારાને અવકાશ છે પણ એ ધીમે ધીમે થઇ રહ્યું છે અને આશા રાખીએ કે ટુંક સમયમાં પ્રવેશની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક થશે અને સંપૂર્ણપણે જે મેરીટ વાળા વિદ્યાર્થીઓ છે એમને એમની પસંદગીનું શિક્ષણ મળી રહે એ રીતે કોલેજોમાં પ્રવેશ મળશે નવી કોલેજો પણ બની રહી છે એટલે વધુ ને વધુ વિધાર્થીઓનો સમાવેશ થઈ શકે એ રીતના પ્રયત્નો થઈ રહ્યાં છે